મારું નામ વાઘેલા આયુસ છે મારુ જૂનું સરનામું છત્રી બજાર તાલુકો જસદણ જિલ્લો રાજકોટ હતું ત્યાંથી મેં અમદાવાદ ગામમાં નવરંગપુરા ખાતે નવું અપારમેન્ટ લીધેલ છે ત્યાં મને વીજળીની જરૂરીયાત છે તો મને એક કેબલ પ્રદાન કરશો મારે અપાર્ટમેન્ટમાં ફ્રિજ ઓવન પંખો લાઈટ વગેરે વગેરે સંસાધનો છે તો તેના માટે કેટલા યુનિટ વીજળી જોશે અને તે પ્રમાણે ખર્ચો શું થશે એની માહિતી મને પ્રદાન કરશો તમે મને સેવન નાઇન નાઇન જીરો ફાઇવ ફોર સેવન થ્રી નાઇન એટ પર સંપર્ક કરી શકો છો અને કેબલ મારા ઉપર જ રહેશે લોકેશન હું તમને પહોંચાડી દઈશ